હેલો હું તીર્થ વાત કરું છું આણંદથી મેં હમણાં જ બે દિવસ પહેલાં નવો નંબર લીધો છે તો એ વિષે મને તમારી જોડે કાંઇક વાત કરવી તી તો મને મારી જે સંપર્ક વિગતો હતી એ અપડેટ કરવાની હતી જે વીમામાં છે એમાં મને કઈ રીતે કરવું રહેશે ઓકે પહેલાં મને પાક વીમાની સંસ્થામાં એપ્લિકેશનમાં લૉગિન કરવું પડશે ઠીક છે એનાં પછી હું પ્રોફાઇલમાં જાઉં હા સેટિંગ્સમાં જઈને મારો ફોન નંબર અપડેટ કરી દઉં ઓકે તો હવે મને જે પણ ગ્રાહક સેવા હશે એ મારા નંબર ઉપર અપડેટ થઈ જશે ઠીક છે અને મારી પોલિસીની વિગતો આ છે એક બે આઠ નવ ત્રણ શૂન્ય ઠીક છે તો હવે બધી અપડેટ મારી મોબાઈલ ઉપર આવી જશે ને ધન્યવાદ